હું ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં રહું છું અમારા દક્ષિણ ગુજરાતની અંદર સૌંદર્યના અનેક સ્થળો છે સૌથી વિશેષ તો કહીએ તો વલસાડનો દર દરિયા કિનારો તિથલ દરિયા કિનારો જે અરબ સમુદ્ર કહેવાય છે આ વિસ્તાર દરિયા કિનારા પાસે બે મોટા મંદિરો આવેલાં છે જેમ કે એક સ્વામિનારાયણ મંદિર અને બીજું સાંઈબાબાનુ મંદિર આ દરિયા કિનારો ખૂબ જ ચોખ્ખો અને અહીં ફરવા માટે ટુરીઝમોને દરિયા કિનારે કિનારે ફરવાની બહુ મજા આવે તેવું છે તેવી જ રીતે જોઈએ તો અમારા વિસ્તારથી થોડે દૂર પારનેરા પારનેરા ડુંગર આવેલો છે આ ડુંગરના ઇતિહાસની વાત કરીએ તો અહીં કાળિકા માતાના ને મંદિર છે આ મંદિરમાં આસો સુદ આઠમ મેં બહુ મોટો નવરાત્રી દરમિયાન બહુ મોટો મેળો ભરાય છે આઠમને દિવસે માતાજી પથ્થરોની અંદરથી બહાર આવીને ભક્તોને દર્શન આપે છે આ ડુંગર ઉપર એક બે સાઇડથી ચડાય છે જઈ શકાય છે જેમ કે એક અતુલ સાઈડથી અને એક પારનેરા સાઈડથી આ ડુંગર પર આવેલો કિલ્લો ત્યાંથી શિવાજીએ પોતાનો ઘોડો પાર નદી સાઈડ કુદાવીને એક ઇતિહાસ રચ્યો હતો એવી રીતે જોઈએ તો ઉદવાડામાં અગિયારી જે પારસીઓનું મોટું સ્થળ છે જ્યાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ વાર આવ્યા હતા અને રહ્યા હતા અને જેમ કે દૂધમાં સાકર ભળે તેમ તે લોકો પણ અમારી વચ્ચે ભળી ગયા હતા ત્યાર પછી જોઈએ તો દમ આગળ જતા દમણ દીવ જેવા અનેક સ્થળો અમારે અહીંયા ફરવા લાયક છે જે દમણ કે દીવ અને દમણ એ કેન્દ્રશાસિત પ્રદેશો કહેવાય છે ત્યાર પછી અમે જઈએ તો ધરમપુર ધરમપુર એ રજવાડાઓનું એક રજવાડું કહેવાતું ત્યાં મોહનગઢ પર રજવાડાઓનો કિલ્લો આવેલો છે ત્યારબાદ ધરમપુરની અંદર જોઈએ તો શ્રીમદ રાજચંદ્ર ની ટ્રસ્ટ દ્વારા કોલેજ હોસ્પિટલ ચલાવવામાં આવે છે ઓછા દરે કે ફ્રી ઓફ ચાર્જમાં દર્દીઓને સારી સેવાઓ આપવામાં કરવામાં આવે છે ત્યારબાદ આગળ જતા જોઈએ તો બરૂમાળ કરીને એક સ્થળ આવે છે જ્યાં તાન અને માન નદી મળે છે એ તાન અને માન નદીના તટ પાસે એક બહુ મોટું શંકર ભગવાનનું મંદિર આવેલું છે ત્યાર પછી જોઈએ તો ધરમપુરની અંદર મોહનગઢ આવેલો છે જ્યાં રજવાડાઓનો કિલ્લો છે આગળ જતા જોઈએ તો વિલસન હિલ એક બહુ રમણીય ડુંગર છે જ્યાં ચોમાસામાં સરસ ધોધ અને સૌંદર્ય નિહાળવા મળે છે આવી જ રીતે આગળ જતાં જોઈએ તો વઘઈ ધોધ ધરમપુરથી થોડી આગળ જતા ગિરા ધોધ શંકર ધોધ ચોમાસા દરમિયાન ઘણા પ્રવાસીઓ સૌંદર્યના રમણીયા સ્થળનો આનંદ પ્રકૃતિના સૌંદર્યનો આનંદ લેવા માટે આવે છે આગળ જતાં જોઈએ તો સાપુતારા એ ગુજરાતનું એક એવું હિલ સ્ટેશન છે કે જ્યાં ગુજરાત બહારથી પણ પર્યટકો પ્રવાસીઓ આવે છે ત્યાં રોકાય છે ત્યાંના કુદરતી સૌંદર્યનો સૂર્યોદય અને સૂર્યાસ્તના આ સનસેટ પોઈન્ટો જોવા માટે બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે અને ખૂબ જ

સૌંદર્યનો આનંદ મેળવે માણે છે તેવી જ રીતે ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર બીજાં ઘણાં નાનાં મોટાં પર્યટક સ્થળો આવેલાં છે જેમને ટુરીઝમ તરીકે સરકાર જાહેર કરે અને અને પ્રોત્સાહન મળે તો તો ઘણો વિકાસ થઈ શકે તેમ છે